અમારા બાકરોલ ગામથી આઠેક કિલોમીટરના અંતરે જીટોળિયા નામનું એક ગામ આવેલું છે ત્યાં વર્ષો જૂનું એક શિવ મંદિર આવેલું છે હવે લોકવાયકા એવી છે કે આ શિવ મંદિરમાં પાંડવો આવેલા હતા અને આ આ શિવ મંદિર જે છે તેમાં જે શિવલિંગ છે એમાંની શિવલિંગની નીચેથી સવારે ચાર વાગ્યે એક પાણીનો પ્રવાહ વહેતો વહે છે તેવી લોકવાયકા છે અને એવું ઘણા બધા લોકો કહે છે તો આ મંદિરની આ એક બહુ જ વિશેષ આકર્ષણ રહેલું છે તો પછી આ મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવું જોઈએ એવું મને લાગે છે અને આ આવો સરસ તેનો વિકાસ થાય તો ઘણાં બધા લોકો આ મંદિરની મુલાકાત લેશે અને શિવલિંગનાં દર્શન કરીને ભગવાનના આશીર્વાદ મેળવી શકશે તો પછી આ મંદિરનો આવો વિકાસ થાય તેવી ઈચ્છા છે અને તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી શકાય તો સારું